અરવલ્લી જિલ્લામાં હાલમાં વિકાસના કામ શરું થઇ ગયાં છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકો પાસે મકાન કાચું હોય તે પાડીને નવું બનાવી આપવામાં આવે છે અને સરકાર અઢી લાખ જેવી સબસિડી આપે છે આ યોજના હેઠળ ઘણા લોકોએ પોતાનું મકાન

ની સહાય આપવામાં આવે છે આ યોજનામાં મોડાસાના ગરીબ પરિવારના મધ્યમ વર્ગના ઘણા લોકોએ ભાગ લીધો છે અને તેમને આયુષ્માન કાર્ડ નીકાળ્યું જે હેઠળ એ વિના મૂલ્યે સારવાર કરાવી શકે પાંચ લાખ સુધી અને હાલમાં પંદરમી ઓગસ્ટ આવી હતી ત્યારે ગુજરાત રાજ્યના સી એમ ભુપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લ્લાની મુલાકાત લીધી હતી અને તેમણે અરવલ્લી જીલ્લામાં સિવિલ હૉસ્પિટલ શરુ કરવાનું આપ કહ્યું હતું કે યુથના હેઠળ અરવલ્લી જિલ્લામાં હવે કૅન્સર જેવા મૃત્યુકારક રોગોની સારવાર આપવામાં આવશે અને અરવલ્લી જિલ્લામાં નવું મામલતદાર પણ શરુ કરવાનું જ્યાં અરવલ્લીમાં દરેક કામો